હેલો તમે ચિરાગ ભાઈ બોલો આ પણ મારે તો શાકભાજીનો ઓડર આપવો તો એટલે મારે તો ચિરાગ ભાઈ જોડે વાત કરવી હતી મારે શાકભાજીની બધી લગતી થોડી માહિતી અને ઓડર આપવો છે એટલે તમારા જોડે હું વાત કરી શકું તમને બધી ખબર તો છે ને હા તમારો નંબર અમારે બાજુમાં જે મોહન કાકા રહે છે તેમના ત્યાં લગ્ન હતા તે ત્યારે તમને જ ઓડર આપ્યો હતો ને એમણે હા એટલે તેમાં મને લાગ્યું કે તમે થોડા વ્યાજબી છો એટલે મેં તમને જ ફોન કર્યો એટલે શું બધું તમારે ત્યાં શાકભાજીને બધું કેવું હોય છે એટલે જો હું તમને કહું તો મારે કિલો બટાકા લેવા હોય તો મને કેટલામાં પડે હા એટલે જો હું દસ કિલો બટાકાનો ઓડર આપું તો મને ત્રણસોમાં જ પડે કે તમે મને કેટલા હા અને એ જ રીતે બધી શાકભાજી પણ તમે આ રીતે જ આપશોને હા અને બીજું પૂછવું હતું શાકભાજી બધી ફ્રેશ જ હોય છે મતલબ કે દવામાં પકવેલી તો નથી હોતીને અને હા હું એમ પણ કહીં દઉં કે અમારે સત્તર તારીખે છે એટલે સોળ તારીખે મારે બધી જ શાકભાજી જથ્થાબંધમાં જોઈશે જેનો ઓડર હું તમને પંદર તારીખે લખવી દઈશ અને સત્તર સોળ તારીખે રાત્રે જોઈશે અમારે બધું અને શાકભાજી અહીં પહોંચાડવાનું કંઈ સાધનની બધી વ્યવસ્થા તમારે કરી આપવાની હોય છે કે અમે અમારે કરવી પડે હા એતો કંઈ નહીં એતો અમે ચૂકવી દઈશું હા હા ધન્યવાદ તમારો હા